શું કરો સો શું કરો છો બસ ટીવી જોવા બેસવું સે હવે હા અત્યારે અનુપમા હાલે અનુપમા જોઉ છું અનુપમાંમાં અનુપમામાં અત્યારે અનુપમા મરી જાવાની છે એવું બધુ બતાવે હે મરી હા એવી મેકર્સ વાળાએ મેકર્સ બનાવી દેહે તો મારવીજ પળે ને કોક નવું તો આવેને હવે અનુપમા થી કંટાળી ગ્યાં સે બધાય હા ઇજ ટીઆરપી ઘટી જાશે આ સિરિયલના ટીઆરપી ઘટી જાવાના હા અનુપમાને અનુજ બેય મરી જાવાના હે હા તે ઇ બેને મારશે હવે નવી જોળિતો લાવવીને હા એટલે હવે નવી કોક ફ્રેશ જોળિ લાવશે મજા નઇ આવે અનુપમામાં મજા આવે એવી નો આવેને અનુપમાનું કેરેક્ટરજ કેવું સરસ હતું ઇતો વાતો કરે ખોટે ખોટું કેહે ક્યાંય દયા આવતી નથી પોપટલાલના લગન નથ થાતાંને દયા આવતી નથી હા હા ઇ છે હા પોપટલાલના લગન નઇ થાયને દયા આવશે નઇ ઈતો હવે હા કરે તો હારી વાત હે તો મજા આવશે હારું હાલો હવે થોંળુંક કામ આવી ગ્યું હે એટલે રાખું હું હા હા આવજો